સૌ પ્રથમ તો પહેલાં તો મેં મારા પા મતલબ મારા મિત્રએ મને કીધું છે કે તારું પાણીનું બિલ એ સમાન્ય કરતાં વધારે લાગે છે તો મેં પહેલા પોતાની જાતે મતલબ પોતાનું ઓબ્ઝર્વ નિરીક્ષણ કરીશ કે મેં પોતે કેટલો પાણીનો બગાડ કર્યો પાણીનો બગાડ કરી રહી છે કે જેનાથી મારું બિલ આટલું વધારે આવી રહ્યું છે મેં એની એનું નિરીક્ષણ કરીશ કે મે પાણીને ક્યાં ક્યાં વાપ વપરાશ કર્યો છે તો એ જગ્યાએ મેં પાણીનો દૂરૂપયોગ કર્યો છેકે કોઈ બિનજરૂરી વસ્તુમાં મારે જે કામ મારે પાણી વગર થઈ શકતું હતું ત્યાંપણ મેં પાણીનો ઉપયોગ કર્યો અથવા તો કે જ્યાં મારે પાણીનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈતો હતો પરંતુ મેં ત્યાં વધારે પાણીનો ઉપયોગ કર્યો કે જેથી મારે પાણીનું બિલ મતલબ પાણીનો વપરાશ વધારે થયો તો પાણીનું બિલ પણ મારું વધારે આવ્યું અને બીજી વસ્તુ એછે કે મેં મારા પાણી પાણી આવનાર જે મારી ઘરે જેના માધ્યમથી પાણી આવે છે ઉદાહરણ તરીકે પાઇપ છે નળ છે મારી ટાંકી છે એ ટાંકીને નળને ચકાસીસ કે તે તેના ઉપકરણો આજે મેં મારા ઘરે જે ઉપકરણો મૂક્યાં છે જે સાધનો રાખ્યા છે એ સાધનો પ્રોપર મ મતલબ બરાબર કાર્ય કરે છેકે નહીં કે તે જેમાં પાણીનો નળ છે તો એ પાણીનો નળ મેં ખૂલ્લો નથી રાખ્યોને કે પાણી ના નળમાં કશે લીકેજ તો નથી ને અથવા તો પાણી પાણીને કંઇ પણ એ જેમાં કિટકો દ્વારા પાણીની ટાંકીને કોઈ નુકસાન તો નથી થયું ને કે જેનાથી પાણીનો ઉપયોગ વધારી શકાય અથવા તો પાણીને વધારે ઉપયોગમાં લાવી શકેલી છું અને જ્યાં મેં આ બીજા બધાં ઉપકરણો છે તે દ્વારા પાણીનો વધારે નિકાલ તો નથી થઈ રહ્યોને ધા ધારોકે હું વોશિંગ મશીન યુસ કર વાપરતી છું તો એ વોશિંગ મશીનમાં બરાબર પાણીનો ઉપયોગ થઈ રહ્યો છેને કે વધારે પાણીનું લીકેજ એ બધું હું ધ્યાન રાખીશ અને બીજી વસ્તુ કે આ બધી જ વસ્તુઓ મારી રીતે હું સ સક્ષમ હોઈશ સમંત હોઈશ કે ના મેં આ બધુ કાર્યમાં કરી કાર્યમાં મે એકદમ સારી રીતે પાણીનો ઉપયોગ કર્યો છે પાણીનો કશે બીનજરૂરી રીતે ઉપયોગ કર્યો નથી તો હું એક ઓબ્જેક્શન ઉઠાવીશ કે મારા પાણીનું બિલ જે આવ્યું છે એ એમાં કોઈક ખામી હશે એમાં કોઈ ભૂલ હશે જો એ ઓનલાઈન અથવા ઓનલાઈન મને મળી રહ્યો છે તો મેં એ પ્રકારનો રેકોર્ડ રાખીશ એ વ્યક્તિની મુલાકાત લઇશ કે જેણે મારા ઘરે બિલ લખ્યું છે અને તે એમ દ્વારા મેં જે વીજળીનો વીજળીના જે અધિકારી છે તે તેની મુલાકાત લઇશ અને તેની કચેરીમાં જઈને હું અરજી લખીશ કે આ દ્વારા મતલબ કોઈ કારણોસર એવું કોઈ કારણ નથી કે પાણીનો મેં બગાડ કર્યો હશે પરંતુ કોઈ તમારી કોઈ ટેકનિકલ ખામી અથવા તો એના દ્વારા મારાં બિલમાં વધારો થયો છે અને આ મેં મારા મીટર રીડિંગ પર પણ એક વાર ધ્યાન કરીશ ધ્યાન દોરીશ કે મારુ મીટર રીડિંગ બરાબર કામ કાર્યરત છેકે નહીં અને વપરાશનો શુલ્ક પણ મેં જોઈશ કે મેં કેટલા મહિનાથી મારા વપરાશનો શુલ્ક સમયસર ભરી રહી જ છું ને કે આગળનું બાકી હોય તો મેં નહીં ભર્યું હોય તો આ મહિને એના પલ્સ થઈને આવી શકે પરંતુ જો મેં કાર્ય સારી રીતે દરેક મહિનાનું દરેક રીતે સરખી રીતે પૈસા જોઈ ચૂકવણી કરી હોય તો મારું આ વખતે પણ ભૂલ નહીં થવી જોઈએ અને એજે વપરાશનો શુલ્ક છે એ મેં મારા પાણીના ઉપયોગ જેટલો થાય એટલો જ મેં ભરવા માટે મારો નીરનય હશે છેલ્લો નીરનય મારો એજ હશે કે મેં જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે એટલો જ હું શુલ્ક ભરીશ અને એ વધારે હશે તો મેં એવું નથી કે મેં કચેરીની સામે કોઈ મોટો ઓબ્જેક્શન ઉઠાવીસ મેં પહેલાં એ લોકોને તેમને શાંતિથી કહીશ મારી અરજીને એ લોકોની સામે શાંતિથી પ્રસ્થાપિત કરીશ અને તેઓને કહીશ પછી એ લોકો એ એમના જે નિર્ણય છે એને મેં હાથ ધરીશ એના અને એ તેઓ જો મને કહે કે તમારે આ કચેરીમાંથી ઉપર ઉપરા અધિકારીની કચેરીમાં દ્વારા જેમકે નગરપાલિકામાં જવાનું પડશે તો હું મારા હક માટે નગરપાલિકા સુધી પણ પહોંચીશ